હલો હા કોણ બોલો હમ હા પણ તમે કઈ જગ્યાથી બોલો છો એમ કયાંથી આવવાનું છે એ તો તમે જણાવો પહેલાં

હમ ટ્રાવેલિંગ માટે કેટલા જણ છે તમારે નાસ્તો જમવાનું કેટલા ટાઇમ રોકાવાનું છે એનું લિસ્ટ તો પહેલાં મને આપવું પડશે ને તમારે

હમ

હા તો કંઈ નહીં તમે પેહલી વાર એ તો એવું હશે ને તમારું ખુદનું લિસ્ટ છે એ તમે બનાવી રાખજો અને એ લિસ્ટ લઈને મારી જોડે આવજો એ આધારે હું તમને કહીશ કે કેટલો ખર્ચો થાય કેમકે હું એમ નેમ ના કહી શકું કેમકે હં

ઓકે સારું કંઈ વાંધો નથી